નમસ્તે સાજણભાઈ કેમ છો મજામાં અચ્છા હવે મેં જે ટેક્ષી બૂક કરી છે એના ડ્રાઈવર તમે જ છો ને અચ્છા હં હં હં અંજલી અ ટ્રાન્સપોર્ટ એજન્સીમાંથી મેં બૂક કરી હતી અને હું બે કલાક પહેલાં ટાઇમ મેં સમય નોંધાવ્યો હતો હું આ વિસતવાળો પેટ્રોલ પંપ છે ને ત્યાં જ ઉભો છું આજે યાર ક્યારનો હું અહીંયા ઊભો છું હજી આટલું તમે મોડું આવો છો આવું થોડું ચાલે મને કેટલો બધો સમય થઇ ગયો મેં તમને પહેલાં ફોન પણ કરવાનો પ્રયાસ કર્યો પણ તમારા ફોન પણ લાગતા નથી આ આવી રીતે ના ચાલે મારા ભઈ મેં તમારે ટાઈમે આવી જવું જોઈએ ને તમારે હજુ સુધી કેમ તમે આવ્યા નથી આવી રીતે તમે કરો તો કેમ ચાલે હું ક્યારનો અહીંયા ઉભો છું મને હજી યાર કેટલો ટાઇમ થઇ ગયો અહીંયા ઉભા ઉભા મારું આગળ જ્યાં પહોંચવાનું છે ત્યાં કેવી રીતે પહોંચી શકીશું આજે તમે જુઓ તો ખરા યાર હું દોઢ દોઢ બે બે કલાકથી અહીં ઉભો રહું એ કંઈ સારું લાગે તમને સમયની થોડી ઘણી ભાન પડવી જોઈએ અને મેં કાલની બૂક કરાવી છે તો આજે મારે સમયસર તમારે પહોંચાડવું તો પડે ને હવે તમે હંમેશા આવું કરો તો પછી કેમ ચાલશે